હલો

હા આકાશ ટ્રાવેલ એજન્સીમાંથી વાત કરું છું બોલો હા હા અમારા ત્યાં શું છે દરેક આમ તો બે ત્રણ જાતનું ગાઈડન્સ મળે છે એક તો વિથ ટેક્ષી અને વિથઆઉટ ટેક્ષી એટલે એક ભાઈ તમારી જોડે એક તો સાથે આવશે અને તમને બધી જગ્યા એ લઇ જશે અને ટેક્ષી પણ હશે એની જોડે તો તમારી પાસે જો તમારી પર્સનલ કાર ના હોય તો એ બધી જગ્યા એ તમને જે પણ જે પશ્ચિમ વિસ્તાર છે જે જોલો જોવાલાયક સ્થળ છે અને તમને ત્યાં લઇ જશે અને સારામાં સારી હોટલ તમને વેજ નોન વેજ જે પણ જે બી રીતનું તમારે જોઈતું હોય રેસ્ટોરન્ટ એ પ્રમાણે તમને ત્યાં પણ લઇ જશે બરાબર હા તો તમને તમને એ ગાઈડ તમને ત્રણ ચાર ઓપ્સન આપશે એ આ રુટ જોઈએ છે આ રુટ જોઈએ છે એક ધાર્મિક સ્થળવાળું હશે એક થોડુંક ફરવાવાળી જે જગ્યા હોય લેક છે લેક છે રિસોર્ટ હા તો એ બધા એક જ પટ્ટા માં આવે છે ત્યાંથી શરૂઆત કરશે ગાંધી એસજી હાઇવેથી શરૂઆત કરશે તો અડાલજની વાવ સુધી બધું આવી જશે એમાં અ અક્ષરધામ અને ત્યાં ગાંધીનગરમાં સેક્ટર સેવન્ટીન ગાર્ડન બી બહુ સરસ છે એ પણ તમને જોવા મળશે પછી રિવરફ્રન્ટ થઇને તમને જે બી સારી હોટલ છે ત્યાં રેસ્ટોરન્ટ પણ તમને સજજેસ્ટ કર કરશે અહીં જમવું છે તમારે ત્યાં જમવું છે જે બી તમારે હા તો તમને તમે અહીં આવશો તો તમને ચાર પાંચ ઓપ્સન આપીશું તમને જે રુટ પસંદ કરવો હોય અને જે રીતની રેસ્ટોરન્ટ પસંદ કરવી હો એ રીતે તમને એ ડ્રાઈવર તમે કહેશો ત્યાં લઇ જશે અને જો વ એ રુટ કરતા વધારે કોઈ જગ્યા એ જવાનું થાય તો એનો અલગથી ચાર્જ થશે હા તો હું તમને હા તો હું તમને હું તમને ભાવપત્રક બધું મોકલી દઉં છું ત્રણ ચાર ઓપ્શનવાળું તો આના આટલા થશે આના આટા આટલા થશે એ રીતે ઠીક છે ઓકે મને પછી કહેજો તમે ઓકે ઓકે હા હા હા તો હું તમને કહી દઉં છું હા હા હું તમને જણાવી દઉં છું વોટ્સઅ આ નંબર પર તમને વ્હોટસપ કરી દઉં છું એ તમને એ એમ એ પ્રમાણે ચાર્જ અલગ અલગ થશે એ રીતે હું વ્હોટસપ કરી દઉં છું ઓકે બરોબર હા એ તો એ તો તમારે નહીં કહેવું પડે એ તો તમને એની કંપ્લેન નહીં આવે ઓકે ઓકે હા હા ઓકે